મેં મારી રસોઈમાં જડીબુટ્ટીનો ઘણો બધો વપરાશ કર્યો છે અને હું મારા રોજ બ રોજની જે મારી લાઈફ છે એમાં હું જડીબુટ્ટીનો ઉપયોગ કરું છું મારી રસોઈમાં ધારો કે તુલસી લઈ લો તો તુલસી અમે બધા જ ઘરોમાં ઉગતી જોવા મળતી હોય છે એને પૂજા તરીકે પણ આપણે ઉપયોગમાં કરતા હોય છે તો પણ તુલસી એક જડીબુટ્ટી તરીકે પણ આપણે ઉપયોગમાં કરતા હોય છે મારો જે નાનો દીકરો છે તો જ્યારે પણ એને ખાંસી થાય છે તો હું જડીબુટ્ટી ફુદીનો એ જે મારા જ ગાર્ડનમાં મેં રોપ્યા છે એમાંથી હું ઉપયોગ કરું છું અને એનો રસ કાઢીને એને પીવડાવું છું કારણ કે તુલસી ખૂબ જ ઉપયોગી છે ખાંસી ઉધરસ માટે રોજ અમે ચામાં તો તુલસી નાખીએ છીએ ચામાં તુલસી નાખવાની સાથે સાથે લીલી ચા જે પણ મેં મારા ગાર્ડનમાં ઉગાડી છે તો એ લીલી ચાનો પણ અમે ઉપયોગ કરીએ છે એઝ અ જડીબુટ્ટી તો એવી રીતના કહી શકાય કે તુલસી છે ફુદીનો છે પર પછી લીલી ઘાસ એટલે કે લીલી ચા એને અમે આવી રીતના કિચનમાં અમારા રસોઈમાં ઉપયોગમાં લેતા હોય છે બીજી વાત કરું કે મેથી તો મેથી ખૂબ જ સરળ છે ઉગાડવી તમારા ઘરે અને એને તમે ઉપયોગમાં કરી શકો રસોઈમાં મેથીના થેપલા જે ગુજરાતના ફેમસ છે ખૂબ જ પ્રખ્યાત છે તો એવા મેથીના ભજીયા પણ અમે બનાવીએ છે અમારા ઘરમાંથી જ ઉગાડીને બીજું મેં વાવ્યો છે અજમો જે બહુ ઓછાને ત્યાં જોવા મળે છે પરંતુ અજમો મેં વાવ્યો છે કે એને પણ હું જડી બટ્ટી બુટ્ટી તરીકે યુઝ કરું છું મારા છોકરાને જેવી રીતના કહ્યું કે શરદી ખાંસી હોય છે ઉધરસ હોય છે કે પેટમાં દુખતું હોય છે તો અજમો અમે એને પીસીને પેટની ઉપર લગાવી દેતા હોય છે અજમાના ભજીયા અમે ઘણી વખત રસોઈમાં બનાવ્યા હોય છે તો એવી રીતના આ બધી જડીબુટ્ટીનો ઉપયોગ હું મારા રસોઈઘરમાં કરું છું ખાવામાં અને સાથે સાથે મારી સારસંભાળ રાખવા માટે મારા છોકરાની સારસંભાળ રાખવા માટે આ જડીબુટ્ટીનો ઉપયોગ અમે લોકો રસોઈમાં કરીએ છે